એ પોલીસ બેન જરાક સાંભળોને આ જરાક મને રસ્તો યાર ક્રોસ કરાવી દયોને ટ્રાફિક કેવો છે મારી એકતો ઉમર થઈ ગયેલી હા હારું હારું બેન હા હારું હારું હારું બેન હારું હારું હારું બેન હા ભગવાન તમારો બેન ભગવાન તમારા જેવો બેન એ જોજો જોજો બેન જરાક ધીમે ધીમે બેન જરાક જરાક પગ હેને કામ નથી કરતાં આ મે છોકરાઓને કીધું કે મારા ભેગા હાલો પણ ના હાલે યાર પણ હ હું કેવું બેન તમને હવે એક આ બેન સોકરા આજકાલના છેને હવે બેન આ તો તમારા જેવા હારા માણહ નથી બેન ક્યાંય અટાણે હું તમને હાસુ કઉ બેન આ તમે તમે સોને તે આ હારું થ્યું બેન તમે આઈવા હારું થ્યું બેન ચાલો ભગવાન તમારું હારું કરે બેન એ ભગવાન તમારું હારું કરે બેન એ એ હા એ હા એ હારું હારું બેન હારું નાના બેન હારું તમે મદદ કરી બેન હારું એ એ હારું બેન હાલો આવજો આવજો બેન